હેલો કાઠિયાવાડી રેસ્ટોરેન્ટ મારે ખાવા જમવા માટેનો ઓડર આપવો છે ચાર બાજરાના રોટલા બે જાતનું શાક સેવ ટામેટાનું શાક ને ભરેલા રીંગણાનો ભરેલા રિંગણાનો ઓળો મગની દાળની મગની દાળને શીરો છાશ અને કચુંબર બધું મને એક કલાકની અંદર તમે પાર્સલ કરી શકો છો મારે મારું નામ અંકિતા નાઈકા છે હું એડ્રેસ ચાર પાલડી ચાર રસ્તા પાસે નંબર છે એટ નાઇન એટ જીરો સેવન નાઇન એટ ટુ નાઇન સિક્સ પ્લીસ ઓડર જલ્દી ડિલેવર કરજો થેન્ક યુ